વિવિધ કલા અને હસ્તકલામાં જે વપરાશમાં જે સાધનો હોય છે તો એના માટે જે કારીગરોને ને એને જે વસ્તુઓનો વપરાશ કરતાં હોય છે તો એ લોકોને સરકાર તરફથી સબસીડી આપવામાં આવે છે કે અમુક તમને બનાવવા જે વસ્તુઓમાં જે પૈસાઓની જરૂર પડે છે તો સરકાર તરફથી સબસીડી આપવામાં આવે છે તો એના એનાથી એ લોકોને કારીગરોને એને ફાયદો થાય અને અમુક હસ્તકલામાં ધારો કે શિવણ કામમાં જરૂર છે મહિલાઓને તો એમના માટે સીવણ મશીન માં અમુક ઓછા પૈસામાં તમને શિવણ મશીન આપવામાં આવે છે એના લીધે મહિલાઓને સીવણ મસીન લઈને પોતાની જાતે એ બધું બનાવીને વેચી શકે એવી રીતના અમુક લોકો સબસિડી અને ડિસ્કાઉન્ટો આપીને સરકાર એ રીતે મદદ કરતાં હોય છે હસ્ત કલામાં